હેલો નમસ્કાર જી શ્રીનાથ શ્રીનાથ ઓટો સર્વિસમાંથી વાત કરો છો જયેશભાઈ હું સિદ્ધાર્થ વાત કરું છું તમારા સર્વિસ સ્ટેશનમાં મારી ગાડી હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં હું મૂકીને ગયો હતો સર્વિસ કરાવેલી હતી મેં તમારે ત્યાં ગાડી મારી તમારા સર્વિસ સ્ટેશનમાંથી કમ્પ્લેન છે મારે કમ્પ્લેનમાં એવું છે સાહેબ ગાડીમાં બરાબર સાફ નથી થઇ અંદરની બાજુથી અને બહારની બાજુ થોડાં ડાઘા બાઘા રહી ગયા છે વૉશ કરવામાં કે પૉલીશ કરવામાં ખબર નથી શેમાં રહી ગયા છે પણ તમારે થોડી સરખી રીતે સાફ કરીને દેવી જોઈએ સાહેબ અંદરથી ઇન્ટિરિયરમાં પણ કચરો રહી ગયો છે વૉશ કરવા ગાડી આપી છે ને કચરો રહી જાય એવું ના ચાલે ને સાહેબ આપણે પેમેન્ટ આપ્યું છે પૂરું

હા હા જરૂર લખો જી જે ઝીરો વન વી એક્ષ થ્રી નાઇન ઝીરો વન જી જી ઓકે પ્રોબ્લેમમાં એવું છે સાહેબ કે આપણે ઇન્ટિરિયરની વાત કરીએ જયારે ઇન્ટિરિયરના અંદર જે સીટ કવર્સ હતાં બરાબર એ સીટ કવર્સમાં ડાઘ લાગેલાં હતા એ વસ્તુ મેં સાફ કરવાનું કીધેલું હતું વૉશ કરવાનું કીધેલું હતું બરાબર પણ સીટ કવર્સ બરાબર રીતે સાફ કર્યાં નથી સીટ કવર્સ છે વૉશ થયેલા નથી ડાઘા એમના એમ જ છે ચીકાશવાળા પ્લસમાં જે હા

ઓકે

હા જી હા જી મેં તમને કીધું એમ જ કે સીટ કવર્સમાં થોડો ડેમેજ રહી ગયો છે ડાઘ બાઘ રહી ગયેલા છે પ્લસમાં ડોર્સ એની સાઇડમાં બોટલ્સ રાખવાની જે જગ્યા હોય છે એ જગ્યામાં પણ કચરો જમા થઈ ગયેલો છે અને ડાઘા પણ છે ત્યાં આગળ એ પણ બરાબર રીતે કચરો કાઢવામાં આવ્યો નથી ને એ પણ સાફ કર્યું નથી પ્લસ ડિક્કીની અંદર છે ડિક્કીના જે અંદર સ્પેર પાર્ટ રાખીએ આપણે એ સ્પેર પાર્ટ પણ આઘા પાછા છે જેમ તેમ રાખેલાં છે થોડા એ વ્યવસ્થિત રાખવા જોઈએ ગાડી સર્વિસમાં આવી છે તો બરાબર અને આઉટ સાઇડની વાત કરીએ તો તમે કહો છો કે તમારું ઑટોમેટિક છે ફુલ્લી પણ હા ઑટોમેટિક છે એ વસ્તુ ઠીક છે પણ આપણે પૂરેપૂરું ઑટોમેશન ઉપર પણ નિર્ભર ના રહેવું જોઈએ આપણે કોઈ મૅન પાવરને પણ રાખવો જોઈએ ત્યાં ધ્યાન રાખવા માટે કે ભાઈ ગાડી પરફેકટલી થઇ ગઈ છે મશીન દ્વારા આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કેમ કે મારી ગાડીમાં બહારની બાજુ પણ ડાઘ રહેલાં છે તો એનું શું કરવું મારે હા અને બીજીવાર ધ્યાન રાખજો કે આવું થાય નહીં જયેશભાઈ જરાક હોં ઓકે ઓકે જયેશભાઈ થેન્ક યુ